હલો હું અંકિતા વાત કરું છું જો સિદ્ધિની વાત કરવા જઇએ તો મેં એવી તો કોઇ ગૌરવશાળી એવી સિદ્ધિ મેં કંઇ મેળવી નથી પરંતુ જો અમુક બાબતોની વાત કરવા જઉં તો જેમ કે આજથી દસ વર્ષ પહેલાં અમારું એક ગ્રૂપ ચાલતું હતું જેમાં અમે અમે બધી છોકરીઓ હતી અને અમે અલગ અલગ વિસ્તારમાંથી એક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી હતી હવે આ ટૂર્નમેંન્ટમાં જેમ કે આપણાં અમદાવાદના અલગ અલગ વિસ્તારની જે નાની નાની ફિમેલ્સ ગ્રૂપની ટુકડીઓ હોય એ ક્રિકેટ રમવા આવી હતી આ ક્રિકેટ અમે એક રામોલમાં આવેલાં એક મેદાનમાં યોજી હતી તે સમય દરમ્યાન તે ટીમની હું કેપ્ટન હતી તો આજે ફીમેલ ક્રિકેટ ટીમની જે ટુર્નામેંટ યોજાઈ તેમાં મને કેપ્સન કેપ્ટનસીપ બનવાનો મોકો મળ્યો હતો તે સમય દરમ્યાન તે ત્રણ ટીમની સામે અમારી જે ટીમ હતી ઓઢવની એ ટીમ લી વીજેતા બની હતી અને અમે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટની એક ટ્રોફી જીતી હતી તો હું એ માનું છું કે ક્દાચ એ મારી સિદ્ધિ હોઇ શકે તો જેનાં માટે મને ગૌરવ હોય અને એના સિવાય અન્ય માં જે મને ગાવાનું બોલવાનું જે શોખ છે તો હું લગભગ પચાસથી સાઠ લોકો વચ્ચે હું કોઇ પણ વાતનું રજૂઆત કરી શકું છું અને મારો અવાજ થોડો મોટો હોવાથી બધા જ લોકો મને સાંભળી શકે છે તો કદાચ હું વિચારું તો એવું કહી શકાય કે મારી એક એવી જેમ કે મારી બોલવાની અ રજૂઆત છે એ કદાચ મારા માટે એક ગૌરવશાળી સિદ્ધિ હોઇ શકે અને જો અન્યમાં વાત કરું તો હું ક્યારેક મારાં કામ પ્રત્યે અને ક્યારેક અમુક જગ્યાએ ક્યારેક જગ્યાએ કોઇ પ્રસંગ હોય તો તેમાં મેનેજમેનટ બાબતે હું હંમેશા આગળ રહું છું તો કદાચ હું માનું તો હું એ માટે મારે મારા માટે હું સિદ્ધિ સમજી શકું